ખેતરમાં પાક મેળવ્યા બાદ સમૃદ્ધિની ઉજવણી રૂપે અથવા તો કુદરતના ઉત્સવરૂપે લણણીનો ઉત્સવ મેં સાંભળ્યું તો નથી ક્યાંય પરંતુ ઉજવવાનું કહીએ તો હા વરસાદનો જયારે લણણીનો ઉત્સવ એ અલગ હોય છે એને હું વર્ણવી શકું છું મારા શબ્દોમાં કેમ કે મેં ખેતરો જોયાં છે અને ખેતરમાં જે ખેડૂતો હોય છે અને એની સાથે જે કામદાર મજૂરો હોય છે એ એ એ લણણી કરતા હોય છે જેમ કે અહીંયા સાઈડ મારા આજુબાજુ ઘરની આજુબાજુનાં જે ખેતરો છે ત્યાં ત્યાં ત્યાં છે ને ડાંગર યસ ડાંગરનો પાક થાય છે અને ડાંગરનો પાક જે છે એ રીપ્લાન્ટ છે મતલબ કી એક વખત એને એ એક વખત ઉગી ગયા પછી એ કૂણો છોડ તોડી નાખવામાં પાછળ પાછી ફરી પાછી એની એજ જમીનમાં જોઈન્ટ કરવામાં આવે છે તો આ રીતે રીપ્લાન્ટ થાય છે અને ડાંગરના પાકમાં જેમ કે વરસાદ થઇ ગયો હોય અને વરસાદ સારો એવો થઇ ગયો હોય તો જે ખેડૂતો છે એમાં એમનામાં જે ઉત્સાહ હોય છે લણણીનો બરાબર છે એ ખૂબ ડબલ હોય છે સારા વરસાદનાં કારણે પાક પણ સારો થાય છે અને એટલા માટે જ આવા જે ડાંગર જેવા પાક છે બરાબર ઘઉં જેવા પાક છે એવા વરસાદમાં સારી રીતે થાય છે એવી રીતે ગણીએ તો શાકભાજી પણ આવે છે કે લણણીમાં એવું હોય છે કે પાણી લલણીમાં એવું હોય છે કે પાણીનો સારો એવો સારા એવા પ્રમાણમાં આવવું હોય છે અને સારી એવી ઇનકમ પણ ખેડૂતો અને જે કામદારોને રાખ્યા હોય એમને થતી હોય છે એટલે ખૂબ એમને મજા આવે છે અને મારા ખ્યાલથી આવો એક ઉત્સવ પંજાબ સાઈડમાં ઉજવવામાં આવે છે અને બીજી એવી અલગ અલગ જાતિ છે આદિ જાતિ જે આ લણણીનો ઉત્સવ ઉજવી રહી હોય છે જેમાં મને આજ સુધી કોઈ ઇમ્ફર્મેશન કોઈ માહિતી નથી